રસોઈના વર્કશોપમાં હાજરી તો કોઈ દિવસ આપી નથી પણ સ્કૂલ ટાઈમમાં જ્યારે હોમ સાયન્સનો ક્લાસ હોય છે ત્યારે નવી નવી વાનગીઓ કેવી રીતે બનાવવાની એ થોડું સ્કૂલમાં કોલેજમાં જાણ્યું છે પણ સ્પેશલ એવા રસોઇના વર્ગમાં મેં હાજરી નથી આપી તો એમાંથી શીખવાનું તો બધુ ઘણું બધુ હોય છે પણ આમ જ બધુ વસ્તુ બનાવતા આવડતી હોય તો પછી વધારે શીખવાની જરૂર તો લાગતી નથી પણ હા ક્યારેક એવું શીખવાનો ચાંસ મળે તો અમારે એક કેક કેક બનાવવાનું મને બહુ શોખ છે તો ક્યારેક એવો મોકો મળ્યો તો હું જરૂરથી એને ટ્રાય કરીશ પછી જેમકે પીઝા છે બર્ગર છે એ જે પ્રોફેશનલ રીતે બનાવે છે એ બનાવવાનું મને ઇન્ટરસ્ટ છે પ્રોફેશનલી તો એ હું જરૂરથી ટ્રાય કરવા માગીશ ચાઇનીઝ તો મને બનાવતા આવડે જ છે તો એ પણ હું બનાવી લઉં છું બાકી નવી વસ્તુમાં તો આજકાલ ઇટાલિયન મેક્સિકન થાઈ એ બધું ખૂબ જ ચલણમાં છે હમણાં મારે એક શીખવામાં તો થાઈ કરી શીખવી છે પછી જાપનીઝ રેમન એ શીખવું છે મને જ્યારે પણ એવો મોકો મળશે તો હું જરૂરથી આ વસ્તુને શીખવાની કોશિશ કરીશ અને નવું નવું ખાવાનો પણ મને તો બહુ જ શોખ છે તો હું જરૂરથી આ બધી વસ્તુને શીખી અને બનાવવાની કોશિશ તો જરૂરથી કરીશ